હા મને ગાર્ડનિંગનો શોખ હોવાથી છોડ તેમજ વૃક્ષો વાવવાનો ખૂબ જ શોખ છે માટે ઘણીવાર કોઈ જગ્યાએ સારી વેલ કે છોડ ઉગેલા જોઉં છું તો તેને માટી સાથે ઉખાડીને હું મારા ઘરે કે મારા પરિવારનાં ઘરોમાં તેને લગાવી દેતો હોઉં છું જેમાંથી કેટલાક ઊગે છે અને કેટલાક બળી જતાં હોય છે તેનું મુખ્ય કારણ મૂળ જે મા માટી સાથે જોડાયેલાં હોય છે તે મૂળ ઢીલા પડી જાય તો છોડ ઉગતો નથી અન તેમ જ મૂળની પકડ ઢીલી પડે તો પણ તે છોડ વિકસતો નથી જે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ સિવાય કેટલાક છોડોને કલમ દ્વારા પણ ઉછેરી શકાય છે આ પ્રક્રિયામાં એ છોડની છાલને યોગ્ય રીતે ઉખાડીને તેની મૂળ સ્થિતિમાં બીજી બીજા પ્રકારના છોડ ઉપર તેની ફળ કે ડાળીને છોલીને યોગ્ય રીતે ચોંટાડીને તેના પર પ્લાસ્ટિક કે છાણનો પાટો કરવો પડતો હોય છે આમ બે પ્રકારે છોડ ઉછેરી શકાય છે જે ખાસ કરીને આંબાની જાતો તેમજ બોરની જાતોનાં વૃક્ષોને આ પ્રકારે કલમ કરવામાં આવે છે જેના જેનું પરિણામ સ્વરૂપ સારી જાતના છોડ અને વૃક્ષો વિકસી શકતાં હોય છે આમ એક છોડને કાપીને તેનાં બીજનો કે તેના ડાળીનો ઉપયોગ કરીને અન્ય જગ્યાએ તેનો રોપણી કરી શકાય છે પરંતુ શરૂઆતમાં સમયે તેના ઉપર ખૂબ ધ્યાન રાખવું પડે છે તો તેની કાળજી લેવી પડતી હોય છે તેમજ દરેક છોડને એક નૈસર્ગિક પ્રોસેસ હોય છે તેને સમજવી પડતી હોય છે આમ કેટલાક છોડ બીજની ઉ ઉગે છે અને કેટલાક બળી જતા હોય છે કેટલાકને ડાળીઓ ડાળીઓ જમીનમાં સીધું વાવી શકાય છે તો કેટલાકને કલમ દ્વારા પણ વાવી શકાય છે તો આ મારો આ જાત અનુભવ છે એ ઝાડને ઉછેરવા માટેનો